હેલો મમ્મી હા મમ્મી મારે ડિજિલોકરમા છે ને અપડેટ કરવાનું છે તો મારે છે ને તમે જે નવો મોબાઈલ લીધો છે ને તો એનો નંબર જોઈએ છે હા હા તે અપડેટ કરાવાનો છે હા તેમાં હા આધાર કાડ અને પાસબૂકની ઝેરોક્ષ ને એ જોઇશે હા તો તમે મને આપી શકશો તમારો નવો મોબાઈલ નંબર એ અપડેટ કરવા માટે હા હા ડિજિલોકરનું હા ઓકે મમ્મી થેન્ક યુ હા બાય